જે તમારે તમારી હોટલ્સના રૂમ બુક કરવા છે અવેલેબલ છે એસી રૂમ હમ મારે તેર સાતથી એ સાત સુધી દસ દિવસ માટે પાંચ રૂમ જોઈએ છીએ એસી

અચ્છા તો હા હા ઠીક છે કોઈ ડોકીયુમેન્ટ જોઈએ રૂમ બુક ઠીક છે તો મારે પાંચે પાંચ રૂમમાં અલગ આધાર મારા જ નામ પર બુક કરવા છે તો હુ પાંચ નો એકનો આધાર કાર્ડ ચાલસે ઠીક છે તો હુ વધારેની વીગત ત્યાં આવીને ડિકસક કરી લઇશ મારે ખાલી એટલું જ જાણવું હતું કે શું પ્રાઈઝ છે અને અવેલેબલ છે કે નથી ઠીક છે તો થૅન્કયુ